ઓકે

હા સર તમારી પ્રાઇસ રેન્જ શું છે મતલબ તમે કેટલા ગ્રામ સુધીમાં લેવા માંગો છો ઓકે સાહીઠથી સિત્તેર હજારનું બજેટ છે રાઇટ અને તમને કંઇ મતલબ કસ્ટમાઈસેશન કે કાંઈ એવું સ્પેસીઆલીટી કે કોઈ ડાઈમન્ડ જોવા જોએ કે એવું કશું કે

ઓકે અને બીજું કંઇ મતલબ લક્કી ટાઇપ ના જોઈએ છે કે પછી કડા ટાઇપના કે અથવા તો બીજી કઈ રીતના ઓકે હા તમને હું બતાવું છું અત્યાર તમારે જે પ્રમાણે જોએ છે ને રેડ ડાઈમન્ડવાળું એમ અમારી પાસે અત્યારે પાંચ ડિજાઇન અવેલીબલ છે ને આ મે તમને બતાવ્યું છે ને એ પ્રમાણે છે આ બધી સિત્તેર હજારની અંદરમાં છે

હા એની સિક્સટી ટૂ થાઉસન્ટ છે એની ફિફ્ટી ફાઇવ થાઉસન્ટ એંડ ફાઇવ હૅન્ડરેડ કયું કયો છો થર્ડ કે ઓકે આ રેડવાળું થર્ડમાં અ ઓકે ગિફ્ટ રેપ કરાવું છે સર એક્ચુઅલ્લી આમાં ગિફ્ટ રેપમાં એવું છે સ્પેસીઅલી બોક્સિસ છે ને બનાવેલા છે અમે યુઝ કરીએ છે તો એના તમારે એકસ્ટ્રા પચાસ પૂર્યાં જેટલું પે કરવું પડશે તો અમે તમને અમારું જે પ્રોપર ગિફ્ટ બોક્સ છે એમાં અમે તમને રેપ કરી દઈશું હા પણ સર કારણ અમે સ્પેસલી ઓર્ડર આપીને ગિફ્ટના માટે પર્પસથી બનાવેલા સ્પેશિયલ વેલ્વેટી આખા બોક્સ છે એટલે મારે એટલા તો મતલબ પચાસ રૂપિયા કિંમત કાઈ બહુ નો કહેવાય એમાં હા હા એ તમને બિલમાં તમને પાક્કું બિલ મળી જશે અને પાક્કા બિલની અંદર તમને બધું જોવા મળી જશે હા એમાં બધી જ ડિટેલ હા મેનશન થઈ જશે ઓકે ઓકે થેન્ક યૂ હા કરી દઉ છું પેક